હલો એમેઝોનમાંથી વાત કરો છો સર હા ંમે હમણાં હલમાં જ એક જેકેટ મગાવ્યું હતું હા તે મારે રદ કરવાનું હતું હા હા સર હા તેમાં એવું થયું છે કે મારો છે ને જે મેં કલર મંગાવેલો તે મને કલર મળ્યો નથી પ્લસ ઉપરથી એનું એકાદ બટન તૂટેલું આવ્યું અને એ શટ મને ટૂંકો પડતો હતો હા ને સર ફીટીંગ તો હવે તમે જોયેલું જ છે હવે મારો રિવ્યુ પણ છે અંદર ને એટલે મને ટૂંકો પડતો હતો જેથી મેં આ રિટર્ન કરવાનું અપલાય કર્યું છે ના સર મારો કોઈ નાનો ભાઈ પણ નથી જેને આ આવી જાય અને મેં મારી મમ્મીને પણ બતાવ્યું મારી મમ્મી પણ કહે છે કે આ આ કલર પણ તારી ઉપર નથી સુટ થતો હવે મમ્મી કહે તો આપણાથી ના થોડી પડાય બસ હવે મને નથી મારે ચેન્જ કરાવવો છે સર અરે મારા મારા મારા ફ્રેન્ડનો પણ હતો પણ મારા ફ્રેન્ડનો પણ એવો જ આવ્યો છે એટલે હવે મારે નથી ચેન્જ જ કરાવવો છે સર સારું સારું